હું પ્રવાસ માટે કોઈ ઐતિહાસિક સ્થળે જવાનું પસંદ કરીશ ગુજરાત તેના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાથી વિશ્વભરમાં પ્રખ્યાત છે આ ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરવી જીવનનો લ્હાવો છે અને તેનો અનુભવ ચીર સ્મરણીય બની રહે છે પ્રવાસીઓ ગુજરાતનાં પરંપરાગત નૃત્ય કળા અને સંગીતને મન ભરી માણે છે સાથે સાથે તેના ઐતિહાસિક સ્થાનોની મુલાકાત લઈ દિવ્ય આનંદ પામે છે ગુજરાતનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો અને તેની સાથે સંકળાયેલ ઇતિહાસ વેદકાળ અને મહાભારતના સમય ગાળાથી ચાલ્યું આવે છે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના વીર સપૂતો મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ ભૂમિ ગુજરાત પાસે સ્વતંત્રતાના ઇતિહાસની સાથે સાથે વિવિધ ધર્મો અને સંસ્કૃતિનાં અમૂલ્ય ઐતિહાસિક સ્મારકો અગણિત સંખ્યામાં આવેલાં છે ગુજરાતમાં પ્રાચીન અને અર્વાચીન સમયનાં સ્થાપત્યનો સંગમ જોવા મળે છે ગુજરાતમાં વિશ્વ ફલક પર પ્રભાવ પાડી શકે તેવાં સ્થાપત્યનું નિર્માણ થયેલું છે જે વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગુજરાત પાસે સાંસ્કૃતિક વારસાનો બહુમૂલ્ય ખજાનો છે જેનાં થકી તે દેશ વિદેશમાં તેની ભવ્યતાનાં દર્શન કરાવે છે માનવ સંસ્કૃતિ અને સભ્યતામાં પાણીનું મહત્ત્વ ઘણું છે એમ માનવ સભ્યતા પાણીના સંગ્રહ માટે અનેકવિધ પ્રયાસો કરતી આવે છે ગુજરાતમાં પણ ભૂમિગત જળ સંગ્રહનો વિચાર સદીઓ પહેલાં અહીંના શાસકોને આવેલો પાણીના સંગ્રહની આ વિશિષ્ટ પદ્ધતિ દુનિયાભરમાં અજોડ છે ગુજરાતમાં આવેલી વિવિધ હવાઓ તેનું અદ્વિતિય ઉદાહરણ છે વાસ્તુ કલા સ્થાપત્ય અને કળા કારીગીરી એમ ત્રિવેણી સંગમના અદ્ભુત નમૂનામાં અલૌકિક અડાલજની વાવ અને દાદા હરીની વાવ જે અમદાવાદ જિલ્લામાં આવેલી છે પાટણમાં રાણ કી વાવ આવેલી છે